શું તમે કેબ બુકિંગમાંથી વાત કરો છો હા ગઈકાલે મેં જ તમારી સાથે વાત કરી હતી અને મેં પૂછતાછ કરાવી હતી કે હું જે સરનામામાં રહું છું એ જગ્યા પર કોઈ કેબ ઉપલબ્ધ છે મારે કોઈ નજીકની જગ્યા જોઈએ છે જેથી મને સારું પડે જે કેબ મારે જોઈએ છે એ સાફસુથરી હોવી જોઈએ ચોખ્ખી અને એમાં એસી ઉપલબ્ધ હોવું જોઈએ મને ચાર વાગ્યાનો સમય ફાવે એવો છે અને મારે એક જરૂરી મિટિંગમાં જવાનું છે તો મારા સરનામે કોઈ પણ કેબ તમે મોકલી શકો તો સારું પડશે જે નજીકમાં જે ચોક છે અહીં આગળ હા હા બસ એજ ચોક એમાં કોઈ ઑટો હશે તો પણ ચાલશે પણ મને એમ છે કે તમે કેબ મોકલો કારણ કે મને થોડો ખાંસી અને શરદીનો પ્રોબ્લેમ થયો છે એટલે મને એવું છે કે એસી હોય અને એકદમ સાફસુથરી અને ચોખ્ખી કેબ હોય જે સરનામું મેં આપ્યું છે એના ઉપર જ જવાનું છે તો એ પ્રમાણે તમે કોઈ સારી કેબ મોકલી આપો હા મેં ગઈ કાલે જ વાત કરી હતી જે નજીકમાં વાહનો ઉપલબ્ધ છે એમાંથી પણ કોઈ ચાલશે મારે બિલ્ડિંગ નંબર ચાર ગલી નંબર ત્રણ એએમસી ઈલાકામાં જવાનું છે હા બહુ સમય નહીં લાગે હા હા ઓકે